નમસ્તે હું હોટલ દર્શનમાંથી વાત કરી રહ્યો છું કહો હું આપની શું સેવા કરી શકું હા બેન હ પહેલાં હોટલમાં જગ્યા નહોતી એટલે રૂમ નહોતા હવે હોટલમાં જગ્યા છે અને રુમ ખાલી થયા છે તો તમારે બને એટલું જલ્દી નોંધાવવો પડશે તો તમને રૂમ મળી શકે એમ છે હા બેન એક મિનીટ તમે ફોન ચાલું રાખો હું તમને દેખીને તપાસ કરીને કહું છું કે રૂમ ખાલી છે એ તારીખે કે નહીં હા બેન એ દિવસનું મેં તપાસ કરી છે તો એ દિવસે રૂમ ખાલી થયા છે તો તમારે સાતથી આઠ વ્યક્તિઓને આવવાનું છે તો એ પ્રમાણે તમને રૂમ મળી જશે હાં ઠીક છે બેન તમે અમારી હોટલમાં રોકાઈ શકો છો પણ એ પહેલાં અમારી હોટલના થોડાક નિયમો છે જેનું તમારે ચુસ્તપણે પાલન કરવું પડશે તો હું એવા નિયમો તમને જણાવું છું સારું તો સાંભળો પહેલો નિયમ એમ છે કે તમારે આવવાનો સમય છે ને બપોરે બે વાગ્યા પહેલાં રહેશે અને જવાનો સમય બપોરે બાર વાગ્યા પહેલાંનો રહેશે તમે વહેલાં આવવાનું અને મોડા જવાનું તે સમય તમારો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું રહેશે તમારે આ પ્રમાણે બીજો નિયમ બીજો નિયમ તમને જણાવું કે એક રૂમમાં ચારથી વધારે વ્યક્તિઓ રોકાઈ શકે તેમ નથી અને બેથી વધારે વ્યક્તિઓને રોકાવું હોય તો પાન ત્રણસો પચાસ રુપિયા વધારાના તમારે આપવાના ચૂકવવા પડશે બરાબર આ પછી એમ નિયમ છે કે જ્યારે તમે આવો છો ત્યારથી તમારે સાથે કો જે વ્યક્તિઓ આવે તો તેમની એક એક ઓળખપત્ર તમારે સાથે લાવવાનું રહેશે અને ત્યાં આગળ રિસેપ્સન હશે હોટલમાં ત્યાં આગળ તમારે ત્યાં બતાવવાનું રહેશે ફરજિયાત પછી આના પછીનો એક નિ હા જરૂરથી તમને જણાવીશ તમે હોટલમાં ધુમ્રપાન કે આલ્કોહોલ જુગાર પ્રતિબંધિત સમાન હોય તે લાવી શકશો નહીં તેમજ માંસાહારી ખોરાકનો પણ તમે અહીંયા મંજૂરી છે નહીં તો તમે એ પણ લાવતા નહીં આના પછી હજી થોડાક નિયમો છે તે હું તમને જણાવી દઉં અને હોટલમાં પાલતું પ્રાણીની પણ મંજૂરી આપતા નથી તો તમે એ પણ સાથે લાવી શકો એમ નથી અને આવવાનાં બોંતેર કલાક પહેલાં જો તમે બૂકિંગ કરવી હોય તો એના સુધારા વધારા એમાં કરી શકો છો બાકી પછી તમે સુધારા વધારા કરી શકો એમ નથી સારું બેન તો આ તમારાં સાથે જે વ્યક્તિઓ છે એમાં કોઈ આઠ વર્ષ સુધીનું બાળક છે કે બધા મોટાં જ છે સારું તો આઠ વર્ષ સુધીનાં બાળકો છે તો તેમને મફત અહીં રહેવાની મંજૂરી મળશે સારું તો તમને આ મંજૂર હોય તો હું તમારું અહીંયા નોં નામ નોંધી દઉં છું સારું તો એક વ્યક્તિના બે હજાર રૂપિયા તમારે પ્રતિ દિવસના ચૂકવવાનાં થાય છે તો તમે આઠ વ્યક્તિઓ છો તો એક દિવસના આઠ હ આઠ હજાર તમારે ચૂકવવાનાં થશે